હેલો હમણાં મેં એમેઝોન એક ઓર્ડર પ્લેસ કર્યું હતું અને એની જે પેમેન્ટ છે એ હું ઓનલાઇન કરતી હતી તો મેં જ્યારે મારી અકાઉન્ટની ડીટેલ્સ નાખીને તો ત્યારે જે પેજ હતું ને એ જે સર્વરનું જે પેજ હતું ને એ જ વઈ ગયું ઓકે ઓકે ફાઈન ફરીથી કરવાનો ટ્રાય કરું છું ફોન ચાલું રાખો તમે હા મેં ફરીથી કર્યું એટલે હવે એવું નથી થતું એટલે એ પહેલાં જે ઉડી જતું હતું એવું નથી થતું પણ એટલે હવે એમ બતાવે છે કે તમારી પેમેન્ટ નિષ્ફળ રહી તો હવે એનું શું કરવું હા સારું ઓકે ફાઇન હું પ્રયત્ન કરું છું અને પછી ન થાય ને તો પછી તમને ફરીથી કોલ કરીશ ઓકે થેંક્યુ હલો હા મેં ફરીથી ટ્રાય કર્યું પણ એમાં એ નથી થતું અને મારે હવે પેમેન્ટ પાછી કેવી રીતે મળશે કેમકે મારા બેંક એકાઉન્ટમાંથી બતાવ્યું છે કે પૈસા મારા જતા રહ્યા છે એટ હંડ્રેડ રૂપીસની પેમેન્ટ હતી તો એ આઠસો રૂપિયા તો કપાઈ ગયા છે અ પણ આમાં ઓર્ડર સક્સેસફુલ એમ નથી આવતું તો તમે કહો ને હું કેવી રીતે કરું વાંધો નહીં ઓર્ડર પ્લેસ નહીં થાય તો કશો વાંધો નહીં પણ એટલીસ્ટ જે આઠસો રૂપિયા કપાયા છે એ એટલીસ્ટ મારા બેંક એકાઉન્ટમાં પાછા આવી જાય ને અચ્છા એમ કરીશ તો પૈસા પાછા આવી જશે ને ખાતામાં ઓકે સારું થેન્ક્યુ